મને ગુજરાતી ગાયન ખૂબ જ ગમે છે ગુજરાતી ગરબા રમવાનો અને દોડ્યા મને ખૂબ જ ગમે છે હું નૃત્યમાં શાળામાં પણ ગુજરાતી ગરબામાં જ ભાગ લેતી હતી અને મને મને નૃત્યનો શોખ નાનેથી હતો પરંતુ વધારે કરીને મને ગુજરાતી ગાયન પર નૃત્ય કરવાનું ગમે છે